જી હા અમારા વિસ્તારમાં ઘણાં બધા એવા પ્રવાસન સ્થળો છે જેના વૃદ્ધિ માટે જાહેરાત કરી શકાય છે ખાસ કરીને અમારા મોરબી જિલ્લામાં જાડેશ્વર મહાદેવનું મંદિર છે તેમજ ખોડિયાર માતાનું મંદિર છે જે માટેલમાં આવેલું છે તેમજ મોરબીની અંદર અ મણી મંદિર આવેલું છે આવા ઘણાં બધા એવાં સ્થળો છે કે જેને પ્રવાસન માટે અ વૃદ્ધિ માટે જાહેર કરી શકાય